હાલો જી હાલો આવે છે અવાજ હાં જી હાં જી બોલો બોલો અમર તો મોબાઈલનો શોરૂમ બઉ વિશાળ પ્રાકરનો છે અને લગભગ લગભગ ઘણો અને મોટા સાહેરમાં મળતા તમામ પ્રકારના મોબાઈલ અમારે ત્યાં ઉપલબ્ધ છેઃ લેટેસ્ટ મોડલ માં લગભગ ગભગ તમારા બજેટને ધ્યાનમાં રાખીને તમારી રીતે ગણી લોન કે આઠ હજારથી માંડીને એસી હજાર સુધીના એક લાખને ત્રીસ હજાર સુધી પણ અમારે ત્યાં ઉપલબ્ધ છે મારી મારી શોપ અહીં ક્રિષ્ના પેટ્રોલપંપ ની સામે બિલકુલ બિલકુલ હાં એ એ ચોક્કસ થઈ જશે થઈ જશે આપ પધારો ઓકે બિલકુલ બિલકુલ નો વેલકમ એનિતાઈમ એનઈટાઈમ ટેન્ક યુ